મારે દસ તારીખે અને નવ વાગ્યે સવારે અમદાવાદ જવા નીકળવાનું છે તો એના માટે મેં અગાઉથી પ્લાન કરી રાખ્યો તો કે વરસાદી વાતાવરણ મોસમને કારણે કદાચ હું ટુ વ્હીલર લઈને ના જઈ શકું વરસાદને કારણે એના માટે મેં અગાઉથી ઓલા ઉબેરમાં ઓલા ઉબેરમાં બુક કરાવી દીધી હતી ટેક્સી કે મારે દસ તારીખે નીકળવાનું છે અમદાવાદ જવા માટે તો અત્યારે તમે બુકિંગ લઈ લો પાંચસો રૂપિયા હું એડવાન્સ આપું છું કદાચ કેન્સલ કરાવવાનું થાય તો પણ નવ્વાણું ટકા તો મારું ફાઇનલ જ છે જો વરસાદ પડશે તો હું ફાઇનલ આવી શકીશ અધરવાઇસ મારે મારા ફ્રેન્ડ્સ જોડે જવાનું હતું